ગુજરાતમાં આમ તો રમત ગમતના ખાસા બધા કાર્યક્રમો અને ટુર્નામેન્ટોનું યજમાની અને આયોજન કરવામાં આવે છે એમા મુખ્યત્વે આપણે જોવા જઈએ તો આઇપીએલ અને ક્રિકેટની ઘણી બધી મેચો અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવે છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનો મોટામાં મોટું સ્ટે સ્ટેડિયમ છે એની અંદર ખેલાડીઓ માટે અને દર્શકો માટે અદ્યતન સુવિધાઓનું આયોજન કરવામાં આવેલું છે અને અત્યારે ત્યાં આખા વર્લ્ડમાં ખેલાડીઓ માટે જે સુવિધા છે એ આ સ્ટેડિયમમાં સૌથી વધારે સરસ છે આના સિવાય ગુજરાત ગર્વમેન્ટ તરફથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જે શાળાના સ્તરે અને કોલેજના સ્તરે જે બધા ટેલેન્ટેડ યુવા યુવાનો અને યુવકો યુવ યુવતિઓ છે એમને આ પ્રતિયોગીમાં ભાગ લઈને અને જો એમાં સારું પ્રદશન કરે તો એ લોકોને આગળ વધવાની તકો મળે છે આના સિવાય અત્યારે અમદાવાદમાં રિવરફ્રંટ ઉપર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવામાં આવ્યું છે ત્યાં ક્રિકેટ ફૂટબોલ સ્કેટિંગ ટેનિસ એ બધાની વ્યવસ્થા કરવામાં આવી છે આના સિવાય સ્ટેડિયમ ગુજ સ્ટેડિયમ આગળ ટેનિસ માટેનો કોટ પણ બનાવામાં આવેલો છે આના સિવાય ગુજરાત ગવર્મેન્ટ તરફથી મોટા મોટા જેટલા જિલ્લાઓ છે જેમ કે અમદાવાદ સુરત ગુજરાત એ બધામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું નિર્માણ કરવામાં આવેલું છે જ્યાં લોકો જઈને પોતાની રમત ગમતની પ્રવુત્તિઓ કરે છે